મારા ઘર રસોડાનું રીનોવેશનનું કામ પૂરું થઈ ગયું છે એટલે મારે ગેસ સિલેન્ડરની બુકિંગ કરવાની છે મારું ગ્રાહક ઓળખપત્ર છ પાંચ છ નવ સાત આઠ નવ આઠ છ છે અને મારું સરનામું છે ચાર નંબર બંગ્લો સોસાયટી પાલિકાનગર મારે તમને એક અરજી આ આપવાની હતી કે કાલે મારે મહેમાનો આવવાના છે અને એમને બધાને મારા હાથનું ખાવું છે એટલે સિલેન્ડર મારે આજનું કોશિશ કરો કે મોકલી આપો